હલો હું કરે છે નિર્જરી બોલું હા હા યાર ગરમી તો જોવો બહાર કેટલી છે નહીં અરે મને તો એમ બે પૈસા કમાવવા બહાર જવું હોય ને તોય હવે વિચાર આવી જાય છે તેલ લગાવવા ગયું ઘરમાં ના બેઠા રહીએ એના કરતાં કાંઈક ઘરમાં બેસ્યા બેઠા બેઠા કામ કરીએ તો અને સોનાનાં ભાવ તો જો મારા બાપ આમાં કોણ સોનું ખરીદશે હેં તો કાઈ નહીં મને તો પછી છે ને કોઈકવાર વિચાર આવે આ બધા ઘરે બેઠીને બિઝનેસ કરે ને મને આમ થાય ને કે હા અમદાવાદ તો પાછું ટેક્સટાઈલનું હબ કાપડનું આપણું મોટું માર્કેટ મેં કીધું એક હારે હોલસેલમાં છે ને કુર્તી કે ટેક્સટાઇલ્સનો બિઝનેસ કરી લઇએ અને ઘરે બેઠા બેઠા બિઝનેસ કરીએ અને એમાંથી પૈસા ભેગા થાય ને એમાંથી સોનું ખરીદી લઈએ બીજું શું હવે હા તો અને પાછા આમ જુઓ ને તો કાપડનું માં બજાર સારું કહેવાય કુર્તીમાં તો મને આ વાંધો આવ્યો ને મને આ સાઈઝ ન થઈને ઓલી સાઈઝ ન થઇ એનાં કરતાં મટીરીયલ મટીરીયલ લેવાની કાપડ વેચવાનું અને કાંઈ બીજી ઝંઝટ નહીં તમ તારે એય ને જુદાં જુદાં કાપડ અમદાવાદ તો જેવું કાપડ બજાર તો બીજે ક્યાંય મળે જ નહીં હા પછી એમાં આ સાઈઝ ન થઇ ને ઓલી સાઈઝ ન થઇ કાંઈ ટેન્શન જ નહીં ને તો એટલે કોટનનો એકલો પ્યોર કોટનનો આપણે વેપાર કરીએ અને પૈસા ભેગા ઘરે બેઠા કરીએ અને એય ને પછી સોનું ખરીદી લઈએ કાં શું કહે છે હા હોવ તમ તારે આપણે એય ને પછી વરસાદમાં એય ને બહાર ફરવા નીકળવાનું એ પૈસા વાપરી નાખવાના બીજું શું તો પછી હોવ સીઝનલ ધંધા લઇ લઈએ વરસાદમાં પછી છત્રીને પછી એ બધા ધંધા કરીશું રેઇનકોટને છત્રીને હા ને તો પછી બાકી બોલ તબિયત સારી છે ને બનાવ બનાવ મારેય બસ હવે રસોઈ પાણી કરીએ ને એય ને જલસા કરીએ બીજું શું હાલ ચા પાણી ઉપર મળીએ એક દિવસ પાછા હો ને હાલ આવજો આવજે આવજે બાય